હું મારા દાદાના ગામમાં અઠવાળીયે મહિને મુલાકાત લેવા જાઉં છું કારણકે મારા દાદા એ ગામના પહેલે સરપંચ હતા અને વડીલ માણસ પણ હતા લોકો એમનું બહુ ઇજ્જત પણ કરતા તેના માટે મને એ ગામમાં જવું ગમતું અને મારા દાદાનું શું હતું કે ગામમાં સાફ સફાઇ રાખતા અને ગામમાં બધાની સ મદદ કરતા સહાય કરતા કોઈને રૂપિયાની કે કોઈને કંઇ જરૂર હોય એની સહાય કરતા તેટલે હું જ્યારે પણ અઠવાડિયે મહિને એ ગામમાં જાઉં ત્યારે ગામના લોકો મને બહુ ખૂબ પ્રેમથી સાચવીને રાખે છે કે મને કોઈ રીતે મને પાછું નથી પડવા દેતા હું મને કોઈપણ જરૂર હોય કોઈપણ મદદની જરૂર હોય તો ગામડાનાં લોકો મારી મદદ કરે જ છે અને મને જમ્યા વગર તો મને પાછા જવા જ નથી દેતા મને જબરદસ્તી કે નાસ્તો પાણી કરાવે કે જમવા તો મને બેસાડી જ દે છે અને હું પણ એમને કોઈપણ ખેતરમાં મદદ હોય કે સડક પર રોડ પર કોઇપણ જાતની મદદ હોય હું પણ એમને મદદ કરું જ છું અને એમાં શું છે કે મારા ગામડાવાળા જે છે ને મારા દાદાનું જે ગામ છે એ લોકોને એમ લાગે છે કે હું મારા દાદાના બચપન જેવો જ છું કારણ કે હું મારા દાદા જ્યારે નાનપણમાં નાના હતા એ પણ મારી જેવા થોડા ઘણા લાગતા અને મારી જેમ જ એમનો સ્વભાવ હતો તો ગામડાનાં લોકોને એમ લાગે છે કે મારા દાદાની જેવો જ છું હું એટલે એ લોકો મને ખૂબ પ્રેમ વ્હાલ કરે છે અને એ લોકો એવું રાખે જ નહીં કે હું ગામના મુ સરપંચનો છોકરો છું એટલે મને આ આવી રીતે મારી સાથે ઇજ્જતથી વાત કરીએ એવું કાંઈ નથી ગામડા લોકોનો પ્રેમ જ એવો છે કે ગામડામાં જે લોકો રહે એ લોકોનો પ્રેમ જ કાંઈક એવો હોય છે કે જેના લીધે કે કોઈપણ લોક બહારથી આવે એ લોકો મુલાકાત લે તો પણ એ લોકો ગામડાનાં લોકો સાથે હળી મળીને રહી શકે અને ગામડાનાં લોકો સાથે એકજાતનો લગાવ લાગી જાય છે કે એ લોકો વગર મઝા પણ ના આવે ને એ લોકો સાથે રહેવાની એટલી મજા આવે ને કે આપણને એકલા હોઇએ ત્યારે એ લોકોની જ યાદ સતાવ્યા કરે એટલે ગામડાનાં લોકો ખૂબ સરસ રીતે મને રાખે અને કરે છે અને હું જ્યારે પણ મુલાકાત લેવા જાઉં ને ત્યારે મને કોઈપણ વસ્તુની જરૂર હોય મને તરત એ વસ્તુની તો મદદ કરી આપે છે એ ગામડાનાં લોકો